મેં હમણાં જ ચિત્રલેખા વાંચ્યું પહેલાં તો મને એવું લાગતું તું કે ચિત્રલેખા એટલે શું આમથી તેમથી બધી ભેગી કરેલી માહિતીઓ અને થોડું ઘણું પોલિટીક્સ પણ જ્યારે છેલ્લો મેં કાશ્મીર વિશેનો લેખ વાંચ્યો હતો મને એમ લાગ્યું કે ઓહ હું કાશ્મીર જઈ આવેલી એની મને બધી યાદો તાજી થઈ ગઈ અને એને પ્રવાસનું વર્ણન એમાં એટલું બધું અદ્ભૂત રીતે કર્યું હતું કે મને ફરીથી કાશ્મીર જવાનું મન થઈ ગયું અને પછી જેમ જેમ હું એના બધા ભાગો વાંચતી ગઈ પ્રવાસ વર્ણનો વાંચતી ગઈ પછી એમાં આવતી વાર્તા અને એ વાર્તાઓ વાંચતાં વાંચતાં દરેક અઠવાડિએ આના પછી શું થશે આના પછી શું થશે એ એક મનની અંદર એક કયુરોસિટી વધવા માંડી અને એને કારણે ચિત્રલેખા વાંચવાનો મને વધારેને વધારે ગમતું ગયું અને ત્યારપછી એ લોકોનું પોલિટિક્સ વિષેની ચર્ચા વિચારણા અને ખરેખર આમથી તેમથી બધું થોડી વાંચેલી થોડી અધૂરી વાંચેલી વસ્તુઓ માટેનું મને બહુ બધું મનને સંતોષાય એ રીતના લેવલનું મને મારા મનના જવાબો મળ્યા અને જ્ઞાન સાથે ગમ્મત અને એમાં પેલો વિભાગ તો મને બહુ જ ગમતો હતો શબ્દગુફન શબોની શબ્દોની અંદર ખોવાઈ જવાનું અને શબ્દો યાદ કરવાના અને જાણે મારી ગુજરાતીએ શબ્દગુફન ભરતા ભરતા ખીલી ઉઠી જાણે હું ગુજરાતી શબ્દોની અંદર રમવા લાગી એવું મને લાગવા માંડ્યું અને હમણાં હમણાં ચાલુ થએલો પેલું મહાભારત જાણે મહાભારતને હું કોઈ બીજી જ નજરે જોતી હતી અત્યાર લગીની મારી નજર તો ફક્ત કૌરવો અને પાંડવો પૂરતી જ સીમિત હતી અને એમાં કૃષ્ન આવ્યો પણ એ આખી કૌરવ અને પાંડવોને મારે કઈ રીતે જુદી દૃષ્ટિથી જોવાના અને એ દૃષ્ટિ મને શીખવી ચિત્રલેખાએ તો અત્યારે મને ચિત્રલેખા એટલું બધું ગમવા માંડ્યું કે મારા ઘરે દર ગુરુવારે ચિત્રલેખા આવે તો હું આમ રાહ જોઉં ઓહ ચિત્રલેખા આવવાનો સમય થઈ ગયો આજે કેમ નહીં આવ્યું ધારો કે જો ગુરુવારે ચિત્રલેખા મારું પેપરવાળો ન આપી જાય તો હું એક ફોન પણ કરું કે મારા માટે ચિત્રલેખા કેમ ના આવ્યો એટલી બધી ધીર અધિરતાથી હું ચિત્રલેખાની રાહ જોતી થઈ ગઈ અને હવે મને એ પુસ્તક વાંચવાનું એટલું બધું ગમવા માંડ્યું એટલું બધું ગમવા માંડ્યું કે હું એને એક પણ ચિત્રલેખાનો અંગ વાંચવાનું ચૂકતી નથી